હા પહેલાંની જે લોકપરંપરા હતી જે લોકો બધા સાથે મળીને ગરબા રમતા એ પરંપરા લુપ્ત થતી જાય છે અત્યારે શેરી ગરબાનો જે ટ્રેન્ડ છે ઘટતો જાય છે લોકો પાર્ટી પ્લોટ તરફ વળતા ગયા છે ડોમમાં પાર્ટી પ્લોટમાં જે લોકો ગરબા રમવા જાય છે એના લીધે જે શેરી પરંપરા હતી લોકો નવરાત્રીના નવ દિવસ શેરીમાં હળીમળીને ગરબા રમતા સાથે મળતા એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થતું ત્યારે જે અત્યારે લુપ્ત થતું જાય છે લોકો બધાને બધા લોકો પોતપોતાની રીતે પાર્ટી પ્લોટમાં જતા થઈ ગયા છે એના લીધે જે આપણી પરંપરા હતી જે વર્ષોથી ચાલી આવે છે એ લુપ્ત થતી જાય છે આપણા જે જુના ગરબા જુના રાસ પેલું કહીએને હીંચ ગરબા રાસ મટકીવાળા રાસ ટીટોળો સાત તાળી એ બધા લુપ્ત થતા જાય છે પાર્ટી પ્લોટ તરફ જેમ જેમ લોકો વળે છે તેમ તેમ નવા સ્ટેપ્સ આવતા જાય છે લોકો જે જૂનું કલ્ચર હતું એને ભૂલતા જાય છે લોકો એ ના ભૂલે એના માટે આપણે એવું કંઈક કરવું જોઈએ જેના લીધે લોકો શેરી ગરબા તરફ વળે આપણી જે પરંપરા હતી એ પાછી કઈ રીતે લાવવી એના માટે પ્રયાસો કરવા જોઈએ જે પહેલાંની જે ઓરીજનલ સ્ટાઇલ હતી તો ગરબા રમવાની કે કોઈ બે વ્યક્તિ ગરબા ગાશે ઢોલ વાગશે એવા એવા જે સાધનો છે એના સુરે લોકો ગરબા રમતા એ અત્યારે લુપ્ત થતું જાય છે અત્યારે બધાને ડીજેના તાલે જ ગરબા રમવું છે પોતાની નવી નવી સ્ટાઈલો વિકસાવવી છે આ પરંપરા લુપ્ત ન થાય એના માટે એવું કંઈક કરવું જોઈએ